હલો હાં હું તૃપ્તિ ગાયકવાડ બોલું છું હું હું એક ટુરિસ્ટ છું હું ધરમપુર ખાતે ફરવા આવવા માંગુ છું તો તમ તો તમે મને ધરમપૂરમાં કયા કયા સ્થળો જોવાલાયક છે તેના વિશે જાણકારી આપશો તો વિલ્સન હિલમાં શું શું જોવા જેવું છે અને ત્યાં ફરવા જેવું કંઈ સારું હોય તો અને ત્યાં ડુંગર જેવું છે એટલે હવાખાવાનું સ્થળને એવું કેવું છે હાં હાં સારું છે તો અને બીજી કઈ જગ્યાએ ફરવાનું સારું છે બરૂમાળમાં શું જોવા જેવું છે હાં હાં એટલે બરૂમાળ ધર્મસ્થાન છે એમ ને હાં અને બીજી કઈ જગ્યા જોવા જેવી છે સાયંસ સેન્ટરમાં શું જોવા જેવું છે એટલે એટલે વિજ્ઞાન રીલેટેડ બધું હશેને અચ્છા અચ્છા એવું છે હં સારું સારૂ તો હું જ્યારે આવીશ ત્યારે હું તમને સંપર્ક કરીશ અને તમે મને આશા છે કે તમે મને તે ફરાવશો હાં સારું તો ચાલો બાય